આજે શનિવાર છે હવે સિરીઝ જોવાનું મન થ્યું છે કઈ જોવ મિર્ઝાપુર જોઈએ ઇમ્પોસિબલ મિશ મિશન ઇમ્પોસિબલ જોઈએ કઈ જોઈએ ગેમ ઓફ થ્રોન્સ પણ એ તો બહુ જૂની છે યાર આ અત્યારે તો નવીમાં તો બ્લેક હૉક ડાઉન છે અને મિર્ઝાપુર નવી સીઝન થ્રી આવી છે મારા ફ્રેન્ડને પૂછી જોઉં કે કઈ સિરીઝ જોવી છે